વાહ ઓનલાઈન સેલમાં કુર્તા તો ઘણા સારા દેખાય છે મને લાગે છે કે મારે એકાદ લઈ જ લેવો જોઈએ આમાંથી પણ આમાં મારી જ સાઈજના કુર્તા મારે સિલેક્ટ કરવા જોઈશે અને મારી પાસે રેડ કલર તો છે અને ગુલાબી પણ પણ છે તો મારે હવે પીળા અને આછા પિસ્તા રંગના કુર્તા જોવા છે તો હું પહેલાં તો મહિલાઓ માટેનું સે વિભાગ સિલેક્ટ કરું છું પસંદ કરું છું અને એમાં હું મારી સાઇઝ નાખી દઉં એસ સ્મોલ સાઇઝ અને સાઇઝમાં મારે જોઈ લેવું પડશે કે આ આ બ્રાન્ડવાળાની સાઇઝ સ્મોલ સાઇઝ એ મારી સાઇઝ જ છે એટલે એના માટે હું પહેલાં સાઇઝ ચાર્ટ જોઈ લઉં સાઇઝ ચાર્ટમાં નાના સ્મોલ સાઇઝ કરતાં મારી તો મિડલ સાઇઝ વધારે બરાબર લાગે છે તો મને એમ સાઇઝ જ લેવી પડશે આમાં આ બ્રાન્ડ જુદી છે એમાં મેં એમ સાઇઝ લેવી પડશે તો હું એમ સિલેક્ટ કરું છું અને એપરેલમાં જઈને જુદા જુદા આપેલા છે એમાં છે વેસ્ટન પછી એમાં છે ભારતીય અને એમાં છે એક કુર્તી તો હું કુર્તી સિલેક્ટ કરું છું અને એમાં કલર્સ છે એમાં હું સિલેક્ટ કરીશ પીળો અને પિસ્તા ગ્રીન બરાબર છે હવે મને બ્રાઉઝ કરીને જોવા દો કે કયા કયા આવે છે ઓપ્શન ઓહો હો હો ઘણા ઓપ્શન છે મારી પાસે હજુ પણ પચાસ ઓપ્શન છે હું એક પછી એક જોઈ લઉં અચ્છા પણ આનું મટિરિયલ મારે સિલેક્ટ કરવું જોઈએ મટિરિયલ આમાં બધા જ આવી રહ્યા છે સિન્થેટિક અને કોટન ને બધું ભેગું છે મારે વધુ એક ફિલ્ટરમાં જઈને મટિરિયલમાં કોટન નાખી દેવું પડશે તો જ ચાલશે આ ગરમીમાં અને એમાં કોટન મટિરિયલ વધારે સારું પડશે એટલે હું કોટન મટિરિયલ નાખી દઉં તો હવે ઘણું સિલેક્શન ઓછું થઈ ગયું છે હવે વીસ કુર્તામાંથી જ મારે સિલેક્શન કરવાનું રહેશે અચ્છા આ વીસમાંથી આ કુર્તાની પસંદગી કરી શકાય એમ છે પણ એ કુર્તાની કિંમત થોડી વધારે છે એટલે મારે કિંમતનો પણ એ સિલેક્શન કરી લેવું જોઈએ કે જેથી મને એ પ્રમાણે મળે તો હું કિંમતમાં નાખી દઉં છું મારે પાંચસોથી હજારની કિંમતના જ કુર્તા જોઈએ છે તો મારા પાંચસોથી હજારમાં આવી જશે એટલે એ પ્રમાણેનું હું સિલેક્શન કરી દઉં છું હવે બધું જ બરાબર થઈ ગયું અને હવે પાંચ કુર્તા બતાવે છે અને પાંચમાંથી મને આ બે કુર્તા પસંદ આવી ગયા છે અને આ બંને કુર્તા સરસ છે તો હું એ ખરીદી લઉં છું